ભારતના સંદર્ભમાં હોસ્પિટલની તબીબી સેવાઓના સંદર્ભમાં હું ચોક્કસ પણે એવું કહી શકીશ કે ભારતના લોકોને પોસાય તેવા પ્રકારની હોસ્પિટલોની ખામીઓ ચોક્કસ પણે જોવા મળીશ પણ આપણે જાણીએ છીએ કે મેડિકલ સેવા સાથે જોડાવા માંગતા યુવાનો જે પાછળથી ડોક્ટર તરીકે ડિગ્રી લઈને બજારમાં આવે છે એમણે ભણવા માટેનું ખર્ચ જે થયો છે એની ઉપર એના ભાગ રૂપે પણ કંઈક અંશે તબીબી સેવાઓ એ કંઈક અંશે મોંઘી બની છે એવું આપણે કહી શકીએ ખાસ કરીને મને લાગે છે કે તબીબી સેવાઓ ખાસ કરીને ખાનગી તબીબી સેવાઓ જે સે ભારતમાં એ પ્રમાણમાં આજે પણ ન પોસાય એવા પ્રકારની રહી છે પણ બીજી બાજુ સરકારે સરકારશ્રીને સાદી ભાષામાં એવું કહેવાય કે સરકાર એટલે માં બાપ અને સરકારે માં બાપ તરીકે વર્તવાનો એક ખૂબ સારો પ્રયત્ન કર્યો ભારતમાં અને આપણે જાણીએ છીએ કે માં કાર્ડ અંતર્ગત આરોગ્યની જે સેવાઓ છે એ પ્રાઈવેટ સેક્ટરની હોસ્પિટલમાં પણ પ્રાઈવેટ સેક્ટરની હોસ્પિટલમાં પણ આપણે એ પ્રકારના કાર્ડથી દસ લાખ રૂપિયા સુધીની જે દવાઓ છે એ આપણે કરાવી શકીએ છે જે સામાન્ય રીતે સરકારે એમ કે છે કે આ મફત સેવા છે હકીકત તો એ છે કે આ પ્રાઈવેટ સેક્ટરની સંસ્થાઓ પ્રાઈવેટ સેક્ટરની તબીબી સેવા ધરાવતી હોસ્પિટલોને સરકારે આ પૈસાનું ચૂકવણું કરતી હોય છે એટલે મને લાગે છે કે હું એવું માનું છું કે પોસાય એવા પ્રકારે સામાન્ય નાગરિકને પોસાય એવા પ્રકારની તબીબી સેવાઓ આપતી હોસ્પિટલોની સ્થિતિ આજે પણ ભારતમાં ઘણી ઓછી છે બીજી બાજુ જે રીતે અમદાવાદમાં આવેલી એશિયા ખંડની સૌથી મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ એજ રીતે જીલ્લા મથક અને અન્ય સેવાઓમાં આવેલી સરકારી હોસ્પિટલો એ સિવાય સીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આ બધી સ્થિતિને જો આપણે જોવા જઈએ તો પ્રમાણમાં સરકારી ધોરણે ચાલતી સરકારી હોસ્પિટલો ની સેવાઓ એ પ્રમાણમાં નિઃશુલ્ક અને પ્રમાણમાં ક્યાંક બહુ ઓછા ખર્ચ સાથે આજે આપણને પ્રાપ્ત થતી થઈ છે પણ એવરેજ હું એવું ચોકસ પણે કહીશ કે દેશમાં મળતી હોસ્પિટલની તબીબી સેવાઓ કે પ્રમાણમાં મોંઘી અને ખર્ચાળ છે એવું કહી શકાય કોવિડ મહામારી કાળ દરમિયાનનો મારો અનુભવ જો મારે શેર કરવાનો હોયતો એવું કહી શકાય કે વિશ્વ આખામાં ફાટી નીકળેલી આ મહામારી અને એ સમય કાળ દરમિયાન ભારતમાં આપણે હોસ્પિટલ ખાનગી ક્ષેત્રની હોય કે સરકારી ક્ષેત્રની હોય એણે જે કામગીરી કરી જે જોખમો વચ્ચે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ જે કામગીરી કરતો હતો એ જો મારા અનુભવને હું ધ્યાનમાં લઉં તો મને એવું લાગે છે કે આપણી કોવિડ કાળ દરમ્યાનની હોસ્પિટલની સેવાઓ ખૂબ સારી રહી અને આપણે એવું કહી શકીએ કે એક વિશાળ વસ્તી ધરાવતા અને વિશાળ વિસ્તાર ધરાવતા ભારતના લોકોને કંઈક અંશે આકસ્મિક આવી પડેલી કે એ જે ડિસિસ આવ્યો છે એના મૂળ કયા છે એની અંતર્ગત દવાઓ શોધવાની બાકી હોય એ બધી પરિસ્થિતિમાંથી આપણાં ડોક્ટર્સ અને મેડિકલ સાથે સંકળાયેલા મેડિકલ રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા આપણા વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સે જે સેવા કરી જે લોકોની મહામારીમાંથી ઉગારવાનું પ્રયત્ન કર્યો અફકોર્સ કે ઘણા બધા મોત પણ થયા પરંતુ એકંદરે આ પરિસ્થિતિને જો મારે માપવી હોય તો એ હું એવું ચોક્કસ પણે કહી શકું કે કોવિડની મહામારી કાળ દરમિયાન ભારતની તબીબી સેવાઓ અને હોસ્પિટલ સરકારી અને પ્રાઈવેટ સેક્ટરની જે સેવાઓ હતી એ અજીબો ગરીબ અને ખરેખર ખૂબ સરાહનીય હતી મારા વિસ્તારની સ્વાસ્થ સેવાઓના સંદર્ભમાં મારે જે સુધારાઓ સૂચવવા છે તે સુધારાઓ હું પહેલી બાબત એ કહીશ કે મોટા ભાગની જે આપણી સરકારી જે હોસ્પિટલો છે સરકારી હોસ્પિટલમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની બહુ અછત છે બીજી બાજુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે એવા પ્રકારના તમામ પ્રકારના શારીરિક ચકાસણીના અને ત્યાર પછી ઉપચારના જે સાધનો કહેવાય એ સાધનો પ્રમાણમાં દરેક હોસ્પિટલમાં હજી સુધી પ્રાપ્ત થયા નથી બીજી બાજુ સરકારી હોસ્પિટલોમાં કામ કરતો સ્ટાફ પ્રમાણમાં પ્રમાણિક અને ખૂબ સાર રીતે સેવાની ભાવના સાથે સંકળાયેલો છે પરંતુ બીજી બાજુ આવા પ્રકારની સેવાઓ મેળવવા આવતા લોકોની સંખ્યા એ બહુ વિશાળ છે એના પ્રમાણમાં જે ડોક્ટર્સ અને મેડિકલ પેરામેડિકલ જે સ્ટાફ છે એ સ્ટાફની જે અછત છે તે અછતને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નવા નવા રિસર્ચ અને એ રિસર્ચમાં આપણે ત્યાં દવાઓ એ ખૂબ મોંઘી છે દવાઓને કંઈક અંશે સુલભ રીતે પ્રાપ્ત થાય અને ઓછી કિંમતે પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો સરકારે કરવા જોઈએ ખાસ કરીને સરકાર આટલા સારા પ્રયત્નો કરી એની સાથે સાથે નાગરિક તરીકે આપણે પણ દવાઓ લીધા પછી એનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીએ એની સુરક્ષા સવાઓની જે આડઅસર કે એવું કોઈ પ્રકારની અસર આવે તો આપણે ત્વરિત ધોરણે હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ આરોગ્યની સેવાઓ સુધારવા માટે મને લાગે છે કે આરોગ્ય તંત્રના અધિકારીઓ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ એક માનસિકતા સાથે કામ કરવાનું છે કે આપણું કામ એ સેવાનું કામ છે અને અવિરત પણે આ સેવાના કામમાં કંઈક અંશે એવું કહી શકાય કે મહીનાના અંતે આવતા પગાર ઉપર આપણી નજર હોય એના કરતાં લોકોની સેવા કરીને કંઈક અંશે વધુ સારી સેવાઓ અને વધુ સારી તબીબી સારવાર કેવી કયા પ્રયત્નો કરીએ તો વધુ સારી રીતે આપી શકાય એ માટેનો અપરોચ હકારાત્મક એપ્રોચ ક્યાંક આપણે પ્રાપ્ત કરવો આરોગ્યની કામગીરી સાથે સંકળાતા આપણા ડોક્ટરને પેરમેડિકલ સ્ટાફને પણ કેટલા ચેપી રોગોના સંદર્ભમાં ચામડી રોગોના સંદર્ભમાં કેટલાક અન્ય પ્રકારના ડિસિસના સંદર્ભમાં એમની સુરક્ષા માટે પણ સરકારે ઉરા શસ્ત્ર સરંજામ યોગ્ય પ્રકારના સાધનો સ્થાપિત કરવાના પ્રયત્નો કરવા